ગુજરાતમાં સ્વાસ્થ્ય સંભાળ માટે સંશોધન અને વિકાસ ઘણી બધી રીતે થઈ રહ્યા છે આપણે જોઈએ તો ગુજરાતની અંદર સ્વાસ્થ્ય માટે સાત હજાર બસો ચુંમોતેર સબ સેન્ટર છે એક હજાર પંચાવન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પીએચસી છે બસો ઓગણસાઠ સીએચસી છે આ ઉપરાંત હોસ્પિટલ્સ મેડિકલ કોલેજો વગેરે ઘણી બધી જગ્યા પર સ્વાસ્થ્યને લગતી કામગીરી થાય છે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ઘણી બધી મોટી કંપનીઓ પણ છે જે ફાર્માસ્યુટિકલ્સ દવાઓ તો બનાવે જ છે સાથે સાથે એને લગતું સંશોધન પણ હાથ ધરે છે દાખલા તરીકે ટોરેન્ટ કેરીના વગેરે જેવી ઘણી જ મોટી કંપનીઓમાં પોતાના સંશોધન કેન્દ્ર છે જ્યાં એ લોકો મેડિકલ બેઝ પર સ્વાસ્થ્યસંભાળ માટે ઘણા બધા મોટા પ્રોજેક્ટ હાથ ધરે છે સરકારના પ્રયત્નો એવા છે કે તમામ બાળક અને ગુજરાતના તમામ નાગરિક સ્વાસ્થ્યની રીતે એકદમ તંદુરસ્ત રહે રોગમુક્ત રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા એવા જાહેર કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેમ કે શાળાના બાળકોને રસીકરણનો કાર્યક્રમ જેમાં દરરોજની રસી આપીને બાળકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે છોકરીઓને જો લોહતત્ત્વોની ઉણપ હોય તો લોહતત્ત્વોની ગોળીઓ દ્વારા આ ઉણપ પૂરી પાડવામાં આવે છે પોલિયો કાર્યક્રમ વિશે આપ સૌ જાણીએ છીએ સરકાર દ્વારા ઘરે ઘરે જઈ અને નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી અને લગભગ આખા દેશની જેમ ગુજરાતને પણ હવે આપણે પોલિયોમુક્ત બનાવ્યું છે તો સરકારના ઘણા બધા એવા પ્રયત્નો છે જેના લીધે આપણે સ્વાસ્થ્યસંભાળ રાખી શકીએ અને તેને લગતા પ્રોજેક્ટ અને કામગીરીમાં આપણે પણ સહભાગી થઈ શકીએ